હાલના સમયમાં જોતાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું આવ્યું છે શિક્ષણ સ્તરે શિક્ષણ ક્ષેત્રે સરકાર શ્રી દ્વારા ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે દરેક ગ્રામીણ વિસ્તાર હોય તાલુકા હોય કે ગમે તે શહેરી વિસ્તાર હોય ફરજિયાતપણે દરેક બાળકોને શિક્ષણ આપવું એ સરકારશ્રીનો લક્ષ્ય રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર ખૂબ જ ઉમદા કામગીરી કરી રહી છે શિક્ષણ ક્ષેત્રે દરેક તાલુકાઓમાં એસ વી એસ છે આર એમ એસ એ છે અલગ અલગ પ્રકારની અલગ અલગ પ્રકારની યોજના દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે દિવ્યાંગો માટે પણ ખૂબ જ સારી રીતે સરકારશ્રી કામ કરી રહી છે આઈ ડી યોજના આઈ ડી એસ એસ યોજના દ્વારા દિવ્યાંગોને પણ સારું અને ગુણાવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે સરકાર શ્રી ખૂબ જ ઉમદા કામ કરી રહી છે તે બાબતે જોતાં જ વિવિધ કોર્સો દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સરકાર શ્રી દ્વારા દરેક તાલુકામાં પ્રોજેકટર દ્વારા પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને વિધાર્થીઓ બાળકો કંઈક નવું અને કંઈક અલગ શીખે અને પડકારોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ સ્ટાફની અછત કર્મચારીઓની અછતના લીધે બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી જેના લીધે આજે પણ છેક ગ્રામ્ય વિસ્તારોમાં જો કહેવું હોય તો કહી શકાય કે શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે